ક્રિયા અન્ય શહેરમાં જવા માટે કેબ નોંધાવવા વિશે પૃચ્છા કરો તમારા મિત્ર માતા પિતા બીજા શહેરમાં છે અને તેઓ તમારા વતનમાં પાછા ફરવા માંગે છે આથી આ સફર માટે કેબ સર્વિસ ડ્રાઇવરને કોલ કરો માર્ગનો અને કોણ મુસાફરી કરી રહ્યું હશે તેનો ઉલ્લેખ કરો તેમના સંપર્કની વિગતો આપો કિમત વિશે પૂછો